અમારા વિસ્તારમાં જે આરોગ્ય વ્યવસ્થા છે તે ખૂબ જ વ્યવસ્થિત નથી એટલે કોઈ કંઈ એમ આરોગ્ય માટે કામ પડ્યું હોય તો અમને જે ખાનગી દવાખાનામાં જવું પડે છે જે અમારા આરોગ્ય વિસ્તાર છે તે લોકો ખૂબ સારી રીતે સારવાર કરતા નથી એટલે અમને ખાનગી દવાખાનામાં જ વધારે જવું પડે છે અમારા અમારા શિક્ષણમાં જે સરકારી સ્કૂલો છે તેમાં પણ સારી રીતે ભણાવતા નથી અમારા જે સાધનો છે જે ડસ્ટબિનને બધુ મૂકવાનું હોય તે લોકો પણ સારી રીતે કામ કરતા નથી આ રીતે અમને જે કચરોને બધું છે તે બી સા સાફ કરવું પડે છે શિક્ષણ માટે પણ ટ્યૂશન કે એવું કાંઈ લેવું પડે છે અને ડોક્ટર ડોક્ટર લોકો પણ અમારી આરોગ્ય માટે સાફ કરતા નથી એમ કામગીરી થતી નથી જેવી અમને ખાનગીમાં જોઈએ તેવી થતી નથી એના માટે અમને ડોક્ટરો પણ બદલવા પડે છે અને બીજી વાર પણ હોસ્પિટલમાં જવું જ પડે છે